ગુજરાતી એક એવી ભાષા છે જે સરળ અને ખૂબ જ પ્રિય ભાષા છે તેનો ઉપયોગ ખાસ કરીને જોઈએ તો સ્થાનિક અર્થતંત્રમાં અને વેપાર વાણિજ્યમાં વેપાર કરતી વખતે ગુજરાતી ભાષાને લહેકાથી બોલીને લોકોને આપણા પ્રત્યે આકર્ષિત કરતી ભાષા છે ઘણા ખરા લોકો વેપાર કરતા હોય છે આમ વેપાર ક્ષેત્રે આપણી સૌથી વધુ વપરાતી ભાષા એટલે ગુજરાતી અમારા જિલ્લામાં લોકો ગુજરાતી ભાષાથી વધુ વાકેફ હોવાથી તેને સમજવામાં ખૂબ જ સરળ રહે છે વેપારી તરીકે વેપાર કરતી વખતે સ્થાનિક લોકોને તેની વિવિધ વસ્તુઓ તેમજ વિવિધ લોકોના પરિચય આપી ઓળખ કઢાવી પણ વેપાર કરતા હોય છે જોવા જઈએ તો અમુક બીજી ભાષાના વેપારી હોય છે તો તેના વેપારમાં ખૂબ જ નુકશાની પડે છે કેમ કે અહીંના લોકો ખાસ કરીને ગુજરાતી ભાષા બોલવી વધારે પસંદ કરે છે અને સમજતા પણ હોય છે તેથી સ્થાનિક અર્થતંત્રમાં અને ગુજરાતી ભાષા દરેક જગ્યાએ વપરાય છે